બાળકો તેમના મુક્ત સમયના મનોરંજન માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરે છે જેમ કે બહાર જઈને ખેલકુદ કરે પછી ભાઈબંધો સાથે રમે જેમ કે દોડપકડ કબડ્ડી ક્રિકેટ એ બધી વસ્તુઓમાં એ એમનો સમય ગાળે છે ધિંગા મસ્તી પણ બહુ કરે છે બાળકો રમવા નીકળે એટલે એ લોકો કાંઈ પણ કરી શકે જેમ કે હવે તો મોબાઈલનો જમાનો છે એટલે ઇન્ટરનેટમાં જ વધારે સમય ફાળવે છે જેમ કે ગેમ રમે એની અંદર યુટ્યુબમાં પણ બહુ બધી વસ્તુઓ આવે છે જોવાલાયક રમવાલાયક એમાં વધારે પડતો ટાઈમ કાઢે છે એટલે હવે એ લોકો બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે એમ કરતાં ઇન્ટરનેટમાં અને ફોનમાં વધારે ટાઈમ કાઢે છે ટીવી જોવાનું પણ બાળકો ઓછું રાખે છે